ગુજરાતી ભાષાની અમુક કહેવતો અને તેના અર્થ આપણે જાણીએ છોરુંં કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય એનો અર્થ એમ કે સંતાન કદાચ મા બાપ પ્રત્યેની પોતાની ફરજ ભૂલી જાય પણ મા બાપ ક્યારેય પોતાની ફરજ ભૂલતાં નથી એવી રીતે બીજી કહેવત પારકી આશ સદા નિરાશ પારકાં ઉપર આધાર રાખનારાને અંતે સહન જ કરવું પડે છે કોઈ કામ અન્ય વ્યક્તિ પર કરી આપશે તેવી આશા મોટે ભાગે નિરાશા જ પ્રગટાવે છે એવી રીતે ત્રીજી કહેવત જોઈએ આપ સમાન બળ નહીં મેઘ સમાન જળ નહીં એટલે કે આવડત પુરુષાર્થ ખંત ધીરજ કુનેહ એવા ગુણો એ આપણું આપબળ છે આપબળ દ્વારા કાર્ય સારી રીતે સંપન્ન કરી શકીએ પણ જો અન્ય એ કાર્ય કરે તો એ કાર્ય સારી રીતે કામ પાર પડતું નથી બીજી કહેવત જોઈએ વાડ થઈ ને ચીભડા ગળે એનો અર્થ એમ કે રક્ષક જ ભક્ષક બને આગળ મોરના ઈંડાને ચિતરવા ન પડે હોંશિયાર માબાપના સંતાનોમાં કાંઈ કહેવાપણું ન હોય ઉતાવળે આંબા ન પાકે એટલે ઉતાવળથી જે કામ કરીએ તે સારું ન થાય ધીરજ રાખવી પડે સંપ ત્યાં જંપ સંપ રાખવાથી સુખ શાંતિ મળે છે અધૂરો ઘડો છલકાય ઘણો જેનામાં આવડત ઓછી હોય તે વધારે દેખાવ કરે કૂવામાં હોય તે હવાડામાં આવે મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાયા વગર રહે જ નહીં સાપને ઘેર પરોણો સાપ સમાન ગુણ સ્વભાવ હોય તો એકબીજાના સાથેના વ્યવહારમાં અનુકૂળતા રહે